ગુજરાતમાં મનોરંજન ઉદ્યોગમાં સોસિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ ખૂબ સારી એવી ભૂમિકા ભજવે છે જેમાં ગુજરાત લેવલે હાલમાં અત્યારે જે ડાયરા કોન્સર્ટ ચાલે છે તેનો ખૂબ મહત્ત્વનું યોગદાન છે ને એમાં સોસિયલ મીડિયામાં પણ સારું યોગદાન છે ઘણા એવાં ઊભરતા કલાકારો છે કે જે સોશ્યલ મીડિયા દ્વારા ખૂબ સારું શ્ટેજ મેળવી શક્યા છે જેમ કે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ ચાલે છે યુટ્યુબમાં જે સોર્ટ્સ ચાલે છે પછી ફેસબુક છે ઘણાં બધાં સોશ્યલ મીડિયાનાં માધ્યમો છે જેનાં દ્વારા આ સિંગિંગની કે કોઈ પણ મનોરંજનની જે બહાર આવી શકે છે આપણું આપણાંમાં જે કળા રહેલી છે એમાં સોસિયલ મીડિયા ખૂબ સારી એવી ભૂમિકા ભજવે છે અને હાલમાં તો ઇન્શ્ટાગ્રામ રિલ્સ ખૂબ જ ફેમસ છે જેમાં લોકો ઇન્ફોર્મેશનથી માંડી ને સિંગિંગ આવડતું હોય તો સિંગિંગ કોઈ એને પ્લેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતાં આવડતું હોય એ એ એવી ઘણી બધી એકટીવિટી દ્વારા કોમેડી વિડીયો છે પછી કોમેડી વિડીયો છે ત્યાર બાદ ઇન્ફોર્મેટીવ વિડીયો છે પછી કોઈ પર્ટીક્યુલર એક સબ્જેક્ટને લગતી માહિતી જેમ કે શેર બજાર છે બેન્કિંગ છે એવી એવી માહિતીઓ અને ઘણી બધી અન્ય પ્રકારની માહિતી યોજના વિડીયો અપલોડ કરે છે અને તેનાં દ્વારા લોકોને એન્ટરટેનમેન્ટ પણ થાય છે અને માહિતગાર પણ થાય છે ઘણા એવા કલાકારો પણ છે જે પોતાની આગવી શૈલીમાં એટલે કે રમૂજી શૈલીમાં માહિતી આદાન પ્રદાન કરે છે જેમાં પણ સોશ્યલ મીડિયાનો સારો એવો મહત્ત્વનો ફાળો છે સોશ્યલ મીડિયા હાલનાં સમયમાં સોશ્યલ મીડિયા ખૂબ આગળ પડતું લોકો યુસ કરે છે અને તેમાંથી અમુક લોકો એવા પણ છે જેતે માહિતી માટે અને તેમના ફ્યુચર માટે પણ સોશ્યલ મીડિયાનો માત્ર ઉપયોગ કરે છે અને અમુક લોકો એવા છેકે જે સોશ્યલ મીડિયાનો મનોરંજન માટે ઉપયોગ કરે છે અને એમનાં દ્વારા એનો સમય પણ પસાર કરે છે એક આપણે નબળી બાબત પણ કહેવાય કે સોશ્યલ મીડિયાનો આવો દૂરપયોગ પણ થઈ શકે છે અને મનોરંજનની દ્રષ્ટિએ સોસ્યલ મીડિયા ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી છે